મેં એમેઝોન પરથી એક નેકલેસ પસંદ કરીને મંગાવ્યો હતો એ નેકલેસ બહુ જ સરસ હતો તથા એ પહેલાં તો એ એવું બતાવતો હતો દસ દિવસ ડિલિવરીમાં બતાવ આવવામાં લાગશે પણ એ પાંચ દિવસની અંદર આવી ગયો અને અ બહુ જલદી ડિલિવર થઈ ગયો તેથી હું બહુ ખુશ થઈ ગઈ અને નેકલેસ જેવો ફોટોમાં દેખાતો હતો એના કરતાં બહુ ઘણો સારો હતો અને મેં જેવો એક્સપેક્ટ કર્યો હતો એવો જ એ નેકલેસ મને મળી ગયો અને જે પ્રમાણે નેકલેસની વેલ્યુ હતી એ પ્રમાણે એમેઝોનમાંથી બહુ સારી રીતે ઓછી કિંમતમાં મને મળ્યો કારણ કે બહાર લેવા જતા હતા તો બહુ વધારે વેલ્યુ હતી તેની અને એમેઝોનમાં બહુ ઓછી વેલ્યુમાં અમને એ નેકલેસ મળી ગયો અને એની ક્વોલિટી બી બહુ સરસ હતું તથા જે એનું પેકિંગ હતું એ બી બહુ સરસ રીતે કરેલું તું જેથી પ્રો મારા નેકલેસ એકદમ પ્રોપર રીતે મને રીતે મળી ગયો અને પહેરવાથી બી એ સારો લાગતો હતો એટલે મને બહુ ગમ્યો એ